ના કઈ નહી કઈ કામમાં નથી બોલો ન તમે હા બોલો ન તમે હા હા બોલો બોલો

કયા સ્ટેજનું છે એવું છે તો તમે એક કામ કરો ને અમદાવાદ બાજુ આપની એક સિવિલ હોસ્પિટલ છે ને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે તેની એ તમે લઈ આવો ને અરે સરકારી જ છે સરકારીમાં તો તમને કઈ એટલું ખર્ચો ના આવે તમે ટેન્શન ના લો તમે લેતા આવો ખરા અરે કઈ ના થાય ને એમાં શું છે થોડો ઘણો ખર્ચો થવાનો હોય પણ તઈ બાપા સીતારામ વાળાનું રહેવાનું ને જમવાનું માટેની સુવિધા છે તમે લેતા આવો એકવાર કયા સ્ટેજનું છે કેન્સર કયા સ્ટેજનો છે બીજા સ્ટેજનો ને હા અરે મસ્ત સારું થઈ જશે તમે લઈ તો આવો એકવાર અરે આવો તો ખરા તમે સાથે જાશું હા